જ્યારે પણ હું રસોઈ બનાવું છું ત્યારે હું મારા અને અન્ય કુટુંબના સભ્યોને ગમે તે રીતે વાનગીમાં સુધારા વધારા કરીને ભોજન તૈયાર કરું છું જેમ કે ગુજરાતી દાળ બનાવવાની રીત પ્રમાણે તેમાં માત્ર તુવેરદાળનો ઉપયોગ થાય છે પરંતુ તેમાં અલગ જ સ્વાદ લાવવા માટે હું તેમાં અડદ કે મગની દાળ પણ ઉમેરું છું ત્યારબાદ તે દાળને એક પાત્રમાં રાંધી દઉં છું હવે વઘાર માટે તેલ રાઈ જીરું હીંગ જરૂરી હોય છે પરંતુ વઘારમાં હું મીઠા લીંબડાના પાન પણ ઉમેરું છું જેથી તેની સુગંધ ખૂબ જ સરસ આવે છે પછી તેમાં મરચા ટામેટા ઉમેરીને રાંધેલી દાળને પાણી સાથે ભેળવીને ઉમેરું છું અને તેમાં જરૂરી મસાલા જેવા કે મરચું મીઠું હળદર ગરમસાલો ધાણાજીરું અને લીંબુ પણ ઉમેરું છું અને તેને ચડવવા દઉં છું હવે તેમાં થોડો વધારાનો સ્વાદ આપવા માટે હું વધારના વિશેષ પાત્રમાં ડુંગળીનો વઘાર કરીને તે દાળમાં ઉમેરી દઉં છું અને બધી જ વસ્તુઓને ભેળવી દઉં છું આમ આ વાનગીમાં હું આ ડુંગળીનો વઘાર અને મગની દાળ આ બે બાબતે સુધારણા કરું છું જે સાદી રીતથી તદ્દન અલગ છે